હેલો બોલો પોલીસ હા પોલીસ સ્ટેશનમાંથી બોલો હા બેન બોલો શેની કમ્પલેન નોંધવાની છે

હા કેવા કલરનું હતું તમારું પર્સ હં અને અંદર એમાં શું હતું

હં તો તમે કઈ રીતે એટલે તમારે ભીડ ભીડમાં તમારે ચોરાઈ ગયું કે પછી કોઈ ઉઠાવી ગયું બરાબર છે

બરાબર છે તો એની એ શું તે તમારી કમ્પ્લેન નોંધી લઉં એની હ સંતરામપુર પોલીસ ચોકી છે શું નામ છે તમારું બોલો

ક્યાં રહેવાનું તમારે ને તમારો તમારા હસબન્ડ શું કરે છે હા બરાબર તો પછી તમારી કમ્પ્લેન હું નોંધી લઉ છું હા તો તમારા એ પર્સનો તમે ફોટો પડેલો છે બરાબર અને કેવા કલરનું હતું બ્લેક કલરનું હતું બરાબર તો પછી તમને તમારે કાલે આધાર કાર્ડ લઈને આવવું પડશે પોલીસ સ્ટેશને હો હા તો સંતરામ પોલીસ ચોકીએ હો હા એકલું એ બસ હા એકલું એ જ લઈને આવાનું છે હો તમારી કમ્પ્લેન નોંધાઈ ગઈ છે હો હો એ હું તમને બધું કહીશ ફોન કરી ને હ હં ચલો હા જય હિન્દ